ગુજરાત રાજ્ય પરિવહનની ગુણવત્તા સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ સારી છે ગુજરાત રાજ્યમાં રાજ્ય પરિવહન દ્વારા સરસ મજાની એમ કે વાતાનુકૂલિત બસીસની સુવિધા છે ખાસ કરીને ગુજરાત રાજ્યના અમદાવાદ બરોડા સુરત નવસારી સહિત તમામ મોટાં શહેરોમાં આજે વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ છે માટે કોઈપણ નાગરિક ખૂબ જ આરામદાયક કે પ્રવાસીઓ હોય તે ખૂબ આરામદાયક રીતે મુસાફરી કરી શકે અમદાવાદ એરપોટ પર આવેલા કોઈ પણ વ્યક્તિને દીવ સુધી આવવું હોય તો ત્યાં એમને એમ કે વોલ્વોની સુવિધા છે એ ગુજરાત સરકાર પરિવહન વિભાગ દ્વારા જ એમની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત કેટલીક ખાનગી અને જે એજન્સીઓ છે એના દ્વારા પણ પરિવહન માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતની અંદર પટેલ ટ્રાવેલ્સ ઇગલ ટ્રાવેલ્સ સહિત ઇવન ઘણી બધી મહાસાગર ટ્રાવેલ્સ આ બધી જ ટ્રાવેલિંગ એજન્સીઓ છે એના દ્વારા પોતાની ખૂબ આરામદાયક લક્ઝરી વોલ્વો બસીસ ગુજરાતનાં ખૂણે ખૂણે સુધી દોડાવવામાં આવે છે માટે પરિવહનની કોઈ સમસ્યા હાલના તકે ગુજરાતમાં નથી અને ખાસ કરીને મુસાફરીનું જ્યારે અંતર ખૂબ લાંબુ હોય ત્યારે રસ્તા પર સારી જગ્યાએ એમ કે પ્રવાસીઓને ખાસ કરીને જે પેસેન્જર્સ મુસાફરી કરતા હોય તેમને ચા નાસ્તો જમવાનું વગેરે મળી રહે એની કાળજી પણ રાજ્ય પરિવહન વિભાગ દ્વારા રાખવામાં આવતી હોય છે એસટી પણ ખાસ કરીને એવી જ જગ્યાએ એમ કે સરકારી બસીસ જે છે એ પણ એવી જગ્યાએ રોકવામાં આવે કે જ્યાં દેશની ગુજરાતની પ્રજાને ખૂબ સારું જમવાનું ચા પાણી નાસ્તો કે ખૂબ એકદમ સરસ ગુણવત્તાવાળા મળી રહે આમ ગુજરાતની અંદર પરિવહનની જે ગુણવત્તા છે એ ખરેખર અમુક પ્રશંસાલાયક છે અન્ય રાજ્યની સરખામણીમાં તો એમ કહી શકાય કે ના ગુજરાતની અંદર સરકારી જે બસીસ છે એમાં પણ મુસાફરી કરવી આરામદાયક નીવડે છે તેવી જ રીતે પ્રાઇવેટ એજન્સીની જે બસો છે એ પણ ખૂબ ઉત્તમ છે અને પ્રવાસીઓ અને સ્થાનિક ગુજરાતના નાગરિકો આ પરિવહનની સુવિધાનો લાભ ભરપૂર ઉઠાવે છે